હમ તમે જાણો છો કે ટેક્નોલોજીથી કેટલા બધા સુધારાનો હો થયું છે મને તો એવું લાગે છે કે ટેકનોલોજીથી ઘણા બધા સુધારા થયા છે પહેલાં એવું હતું કે હા કે ટેકનોલોજી આવશે તો આપણે આળસું થઈ જઈશું કે વોટએવર વોટએવર કે ગમે તે પણ નહીં ટેક્નોલોજીને લીધે આપણો ઘણો બધો શું કહેવાય આમ ટાઈમેય આપણો જે કિંમતી સમય છે તે પણ બચે છે મને એવું લાગે છે એ કિંમતી જેમકે હું તમને એક ઉદાહરણ આપું પહેલાં આપણે જ્યારે ટિકિટ ટિકિટ બુક કરવાની હતી તો ત્યારે આપણે રેલવે સ્ટેશનમાં જવું પડતું હતું રેલવે સ્ટેશનમાં જઈને આપણે ત્યાં લાઇન લગાવવી પડતી હતી લાઇનમાં આપણે ઊભું રહેવું પડતું હતું પછી તે ઘણીવાર સીટ ખાલી ન હોય તો આપણને ટિકિટ મળતી પણ નહોતી પણ હવે તમે જોવા બેસો તો મોબાઈલમાં ઘણી બધી એવી એપ છે આઈઆરસીટીસી કે વોટએવર વોટએવર કે આપણે એમાં તરત જ જોઈ શકીએ છીએ કે આમ કેટલી સીટ ખાલી છે અને કેટલી સીટ બાકી છે એનો ભાવ શું છે આપણો સીટ નંબર કયો છે ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાંથીને ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ હવે બીજી વાત કરું તો હોટેલ આપણે પહેલાં ઘરે આપણે ઘરે જ જમવું હોય આપણને ઘણાં બધા આપણા જે ઘરડા લોકો છે એને બહાર જમવું નથી ગમતું પણ આ બહારનું જમવું છે પણ બહાર નથી જવું તો આપણે ત્યાં લેવા જવું પડતું ત્યાં પણ લાઇનમાં ઊભું રહેવું પડતું એવું ઘણું બધું થતું હતું પણ હવે તમે જુઓ તો સોરી જો ને એક આપણે ઉદાહરણ આપું તમને સ્વિગી આપણે સ્વિગીમાં જોઈએ એમાં આપણને કેટલી બધી ફેસેલિટી મળે છે એમાં આપણને અમુક ટકા ડિસ્કાઉન્ટ મળે છે આપણને કેટલા રૂપિયામાં પડે છે કેટલા રૂપિયા ઓફ છે અને બીજી વસ્તુ એ કે એ આપણને હોમ ડિલેવરી હોમ ડિલેવરીનો ચાર્જ અલગ છે પણ આ એક સારો એ છે કે આપણને એ ચાર્જ પે કરીને આપણને ઘરે જો સારું જમવાનું મળતું હોય તો કોઈ વાંધો નથી અને બીજી વસ્તુ એ કે આપણે એનું લાઈવ લોકેસન પણ જોઈએ શકીએ છીએ જેમકે કોઈ ડ્રાઈવર છે જે આપણને શું કહેવાય કે ઘરે આવીને ડિલેવરી કરવા આવે છે પણ જો એ વચ્ચેથી ક્યાંય ચાલ્યો ગયો તો તો તેનું લાઈવ લોકેશન પણ શરૂ હોય છે તો તેનો આપણને એક લાભ મળે છે કે એ આપણે જાણી શકીએ છે કે કેટલા ટાઈમમાં આવી શકે અને હજી એક એનો એ ફાયદો છે કે એ લોકો એક એવી ઓફર રાખે છે કે પાંચ મિનિટ સુધીમા જો નહીં પહોંચ્યું તો તમે પૈસા આપવાના નહીં પણ આપણે એનું ફૂડ લઈ લેવાનું તો એ પણ એક મોટો ફાયદો થાય છે હવે બીજું આપણે જોઈએ તો પેમેન્ટ સિસ્ટમ જે અત્યારમાં ગૂગલ પે ફોનપે આવી ગયું પહેલાં હતું આપણે છૂટા માટે કેટલી મગજમારી થતી હતી એક બે રૂપિયા હોય તો આપણે બાકી રાખવા પડતા જમા રાખવા પડતા પણ હવે જોઈએ તો આપણે ગૂગલ કે સ્કેન થઈ જાય એટલે આપણે છૂટા જેટલા આપણો જે પિન પાસવર્ડ જે નાખીએ ને આપણે છૂટા એ બધું કામ આ કામ આસન થઈ ગયું છે અને ડિઝિટલ ઈન્ડિયા સાથે આપણે વર્ક કરી રહ્યા છીએ અને પિનને એવું આપણે જ્યાં સુધી કોઈને ખબર આપણે પાકીટમાંથી પૈસા ચોરી પણ થઈ શકે પણ આપણો પિન કે એ આપણને આપણા સિવાય જેને આપણે કીધું હોય એને જ ખબર પડે આપણે કોઈ એને ટ્રેક ન કરી શકે પિનને શોપિંગ શોપિંગ સિસ્ટમમાં બી એમેઝોન એમેઝોનમાં બધી જ વસ્તુઓ ઘરે બેઠા પાછું એવું ઘરે બેઠા પણ એ લાવી તો દે પણ જો આપણને નથી ગમી આપણને આપણે કોઈ ટી શર્ટ લીધું કે ટી શર્ટ આપણને આવ્યું નથી કે એ ટી શર્ટને આપણે શું કહેવાય ગમતું નથી કે આપણને સાઇઝ વધુ ઓછી લાગે છે તો આપણને ત્રણ ચાર દિવસમાં કે ચોવીસ કલાકની અંદર આપણે એને રિટર્ન કરી શકીએ છીએ અને એ તે પણ હોમ ડિલેવરી છે જે ઘરડા લોકો બહાર નથી જઈ શકતા તે લોકો માટે પણ આ એક સારું શું કહેવાય ટેકનોલોજી એ ઉપયોગી બની ગઈ છે ખાલી એવું જ નહીં પણ પહેલાં આપણે ટેકનોલોજીની એક આદત નથી પાડવાની પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણે આળસુ નથી બનવાનું પણ એ આપણે એની સુવિધાને લેવાની છે એવો આગ્રહ રાખવાનો કોઈપણ બધી માહિતી અત્યારમાં મળે છે એઆઈ આવી ગયું છે ઘણી બધી કે આપણે કોઈપણ સવાલ છે આપણે ગૂગલ પર લખો તો ગૂગલમાંથી એ આપણને આવી જાય તો પહેલાં એવું કાંઈ નહોતું આપણે આ એક સાદી વાત લઈ લઉં તો આપણે જ્યારે કોઈ ઇંગ્લિશ વર્ડને આપળે શોધવા જવો હોય તો સમજી લો કે હિસ્ટ્રી તો હિસ્ટ્રીને આપણે શોધવા માટે એચની લાઇનમાં બુકમાં જવું પડતું હતું પણ હવે એવું કાંઇ નથી હવે તો ડાયરેક એક ટ્રાન્સલેટરની એપ છે એમાં લખો હિસ્ટ્રી અને લેંગ્વેજ સિલેકટ કરો ઇંગ્લિશ ટુ ગુજરાતી તો ગુજરાતીમાં ડાયરેક આવી જાય છે કે ઇતિહાસ કે જે પણ એનું હિસ્ટ્રીનુ જે થતું હોય તે એટલે આ આ એક ટેકનોલોજીથી આપણને ઘણો બધો ફાયદો પણ થયો છે પહેલાં એજ કેલ્કયુલેટર આપણે આંગળીથી ગણતાં કે બે હજાર પાંચમાં જો એનો જન્મ થયો હોય તો અત્યારમાં એ કેટલા વરસનો તો અત્યારમાં એ એવું કેલ્ક્યુલેટર પણ આવી ગયું છે કે એજ કેલ્કયુલેટર કે એજ કેલ્કયુલેટરને લીધેથી કે આપણને એના દિવસ એની મિનિટ એની સેકેન્ડ પછી એના મહિના એનાં વર્ષ બધી જ આપણને બધું જ ખબર પડી જાય પહેલાં આપણે જ્યારે કોઈ કુંડલી કઢાવવા જાવી હોય કોઈ બાળક જન્મે તેની કુંડલી કઢાવવા માટે પણ આપણે બ્રાહ્મણ પાસે જવું પડતું પણ જો આપણને એ બાળકના પરફેક્ટ સમયનો ખબર હોય એના ગ્રહ એના શું કહેવાય રાશિ બધી ખબર હોય તો આપણે ખાલી સમય નાખો એવી એપ આવી છે કે એમાં ખાલી આપણે સમય નાખો તેની આખી કુંડળી કાઢીને આવી જાય છે કે એમાં કયો ગ્રહ ક્યાં છે કયો ગ્રહનો શું ભારે છે શું કરવાથી આવું થાય પહેલાં ચોઘડિયા માટેનું પણ કેલેન્ડર આવતું પણ હવે એ ચોઘડિયા માટેનું કેલેન્ડર પણ મોબાઈલમાં જ આવે છે અને આવી બધી ઉપલબ્ધ સુવિધા છે પણ આપણા ફોનમાં છે આપણાં કોમ્પ્યુટરમાં છે આપણાં લેપટોપ્સમાં ઘણી બધી જગ્યાએ છે પણ જો આપણને એનો ઉપયોગ કરતાં આવડે તો એ આપણા માટે ઉપયોગી છે અને જે જેટલું એ આપણના શું કહેવાય લાભ દાયક છે તેટલું જ એ નુકસાનકારક પણ એ થઈ શકે છે જો આપણે સ્ફૂર્તિ સુવિધા સગવડ અથવા જો સિક્યોરિટી ન રાખવામાં આવે તો આપણા જો ડેટા હેક થઈ શકે તો આપણે થોડાક મુશ્કેલીમાં આવી જઈએ એવું મને લાગે છે તો ટેકનોલોજીનો આપણે પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને તેનાથી આપણે જેટલું જેટલું દૂર બને તેટલું દૂર રહેવું અને જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરો અને ઉપયોગ કરો તો સિક્યોરિટી સાથે કરો